નમસ્તે અત્યારે મારે નવો સ્માર્ટફોન ખરીદવાની યોજના ચાલી રહી છે મારી પાસે હાલમાં જે સ્માર્ટફોન છે તેને અપગ્રેડ કરીને મારે મારું કેમેરાનું પરિણામ ફોટાનું પરિણામ વધારે સારું જોઈએ છે તો એ માટે યોગ્ય મોડલ એમને મારી માંગનું રૂપ કયું છે તેમજ તે મારા બજેટમાં આવશે કે નહીં તે મારે જાણવું છે તો મને એ જણાવશો કે અત્યારના સમયમાં કઈ કઈ મોબાઈલને લગતી યોજનાઓ ચાલી રઈ છે તેમજ મારું બજેટ અત્યારે વીસ હજારનું છે તો એટલી કિંમતની અંદર અથવા તો એટલી કિંમતની આસપાસ સારામાં સારા ફોટા ની ગુણવત્તા મળે તે રીતનું કોઈ મોડલ આપની પાસે ખરું તેમજ અત્યારે તમારું કોઈ સેલ ચાલતો હોય અથવા તો કોઈ વળતર મળતું હોય અથવા તો કોઈ ખાસ દિવસના સમયે તમે અથવા તો કોઈ તહેવારના સમયે કોઈ ઓફર આવવાની હોય તો તે બાબતે મને અત્યારે માહિતી આપશો